અમારો વિસ્તાર એટલે કે રાજકોટ અને રાજકોટમાં કલા અને હસ્તકલા ક્ષેત્ર એની વાત કરવીને એ બહુ અઘરી છે કારણ કે રાજકોટમાં ઘણી બધી કલાઓ અને હસ્તકલાઓ એટલી બધી સરસ હોય છેને અને એમાં એ રાજકોટવાળાની વાત કરી કે ગુજરાતવાળાની વાત કરી બેય સેમ જ આવશે અને ખાસ કરીને રાજકોટવાળા ખાવાપીવાના તો ખૂબ જ શોખીન હોય છે એટલે કે રાજકોટમાં છેને એ જે લોકો રહે છેને એ રાજકોટની બહાર જેવા નીકળે છેને એ ભેગા એ લોકોને ખાવાપીવા પ્રોબ્લ્મ થાય છે શું કામ ખબર છે કેમકે રાજકોટમાં ખાવા પીવાના એટલા બધા શોખીન છેને કે એ જેવું તેવું તો ચલાવતા જ નથી અને એ રાજકોટની અંદર એવી ઘણી બધી આઈટમ છે જે વર્ષોના વર્ષોના વર્ષો એટલે કે દાદાના દાદાના દાદા પણ એ બધી વસ્તુ સ્ટાર્ટ કરીને ગયા છે અને એ વસ્તુ હજી સુધી ચાલે છે ખાણીપીણીમાં જેમકે અહીંનો ગોવર્ધન ભાઈનો ચેવડો છે અને એ ગોવર્ધન ભાઈની લીલી ચટણી છે જે કદાચ આખા ગુજરાતમાં નહીં આખા ઈન્ડિયામાં નહીં પણ આખા વર્લ્ડમાં આના જેવી ચટણી ક્યાંય મળશે નહીં અને એ ચટણી એટલી ટેસ્ટી અને એટલી સ્વાદિષ્ટ છેને કે એનો વારસો છેને એ લોકો અંદરો એ પોતે દાદાના દીકરા દીકરાના દીકરા એના દીકરા એના દીકરા એવી રીતના આવ્યો છે અને એ હજી સુધી એમનેમ ચાલ્યું જ જાય છે અને એવી જ રીતના જય સિયારામના પેંડા છે કે એ પેંડાનો ટેસ્ટ એ પેંડા જેવા પેંડા હજી સુધી ક્યાંય જોવા મળ્યા નથી અને એનું જે આપણે કહીએને કે એની સંસ્કૃતિને એનો વારસો છેને એનું યોગદાન એ ગુજરાતમાં સૌથી મોટું છે અને એવી રીતના રાજકોટની અંદર બીજી ઘણીબધી એવી વસ્તુઓ છે કે જે બહુ વધારે પડતી ફેમસ છે એટલે કે આપણે અહીંનું છેને રાજકોટમાં પેલા ઇમિટેશનનું ઇમિટેશનનું વર્ક બહુ બહુ જ સરસ થાય છે અને એનો ફેલાવો પણ ઘણો બધો છે એટલે કે ઇમિટેશનમાં બંગડીયું જોવો વિંટી જોવો મંગળસૂત્ર છે પછી આવી આવી ખોટી કે જે સોનાની વસ્તુઓ નથી પહેરી શકતા એવા લોકો ખોટી વસ્તુ પણ સાચી વસ્તુ હોવાની પેલી કેને કે દેખાવવાળી વસ્તુ એવી રીતના કરીને પહેરે છે અને એનું માર્કેટ પણ ઘણું બધું મોટું છે રાજકોટમાં અને આ સિવાય ઘણીબધી એવી વસ્તુઓ છે કે જે વારસામાં સંસ્કૃતિમાં રાજકોટ છે એ પોતાના ગુજરાતને આપે છેને ગુજરાત આ વારસો છે એ આગળ ભારતને આપે છે